અમારા ગામમાં ઉનાળો આવતાંની સાથે જ ગામની બધી જ મહિલાઓ લીલા મરચા ભેગા કરવાનું શરૂ કરી દે છે લીલા મરચા ભેગા કરીને તેને રોજ રોજ સવાર પડતાંની સાથે સુરજના તડકામાં તેને સૂકવે છે રોજ તેની સાર સંભાળ લઈને તે લાલ ન થઈ જાય ત્યાં સુધી તડકામાં રાખે છે સુકાઈ ગયા પછી તો જાણે મેળો ભરાયો હોય તેવું વાતાવરણ સર્જાય છે ગામનો બધો જ મહિલા વર્ગ સુકાયેલા લાલ મરચા લઈને કોઈ પણ એક જગ્યાએ એકઠો થાય છે પછી તો ગમ્મતની સાથે જાણે કોઈ નાની એવી રાજા માણતા હોય એવું લાગે છે બધા સાથે મળીને તેને પથ્થરની ખાંડણીમાં નાખી નાખીને ખાંડે છે મોઢા પર દરેક જણ દુપટ્ટા બાંધીને દળતા હોય અને ખાંડતા હોય ત્યારે તો જોવા જેવી થાય છે મરચાનો જીણો ભૂકો ઉડતાં નાના બાળકો તો ત્યાંથી ભાગી જ જાય છે પરંતુ તે લોકોને તો જાણે કંઈ અસર જ ન હોય તે રીતે તેમનું કામ ચાલુ રાખે છે